મેં તમારી એજન્સી પાસે આણંદથી મોડાસા સરકારી ઈજનેરી કોલેજ જવા માટે કાર બુક કરાવી હતી હું છેલ્લી વીસ મિનિટથી ડ્રાઈવરની રાહ જોઈ રહ્યો છું પરંતુ ડ્રાઈવર અહીં પહોંચ્યા નથી જેથી મેં વૈકલ્પિક વ્યવસ્થા કરી લીધી છે તો મારી આ મુસાફરીને રદ કરવા માટે વિનંતી